બસ મજામાં તમે કેમ છો

અચ્છા

અચ્છા હા પણ નવું સિમ છે પણ હું એ રોલ પૂરતું જ રહીશ એમ વધારે ક્લોઝ નહીં થવું અચ્છા કોન કોન મારા પાસે જોડાવાનું હે આમાં

ઓકે હા હા તો મારે કેટલા વાગે આવાનું

હા રેડી થઈ જાવ હા બરોબર હા આવી જઈશ ને સીમનું લોકેશન મને સેન્ડ કરી દેજે ઓકે ઓકે વેલકમ